આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા બ્રહ્માંડનું નામ છે મંદાકિની એવી જ રીતે જેમ આપણા બ્રહ્માંડનું નામ મંદાકિની છે તેમ જ આખા વિશ્વમાં આખા બ્રહ્માંડમાં ઘણા એવા બ્રહ્માંડો આવેલા છે અસંખ્ય એવા બ્રહ્માંડો આવેલા છે જેની આપણને જાણ પણ હોતી નથી તેમ જ આપણું બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે એટલા માટે આપણા બ્રહ્માંડમાં ઘણા એવા ગ્રહો આવેલા છે જેમ કે સૂર્ય ગુરુ શુક્ર પૃથ્વી બુધ યુરેનસ નેપ્ચ્યુન ગુરુ શનિ અને સૂર્ય એ સૌથી ગરમ ગ્રહ એવો ગ્રહ છે ત્યાર બાદ પૃથ્વીનો ક્રમ ત્રીજા નંબરે આવે છે અને ગુરુ એ સૌથી વિશાળ ગ્રહ છે અને શનિ છે એ વલયો ધરાવે છે ત્યાર બાદ નેપ્ચ્યુન એ ગ્રહ છે એ ખૂબ જ ઠંડો રહે છે અને ખૂબ જ વાદળી લીલાશ પડતો છે અને પૃથ્વીનો એક એક માત્ર ગ્રહ છે જેનું નામ છે ચંદ્ર